મારી બાજુમાં એક વૈધનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન છે આ મહાદેવ અતિ એની જે નક્સે નક્કાશી છે એ અતિ દુર્લભ છે બહુ સરસ મજાનું મંદિર છે ત્યાં હું ઘણીવાર નિયમિત મુલાકાત લઉં છું અનુકૂળતા પ્રમાણે અને એની પ્રથા શ્રાવણ મહિનાની અંદર હર હર મહાદેવના નારા સાથે અઢારે વર્ણના લોકો ભેગા મળી અને ભગવાન સદા શિવની આરાધના કરે છે તેની પ્રથામાં જળ ચઢાવવું ભગવાનની આરાધના કરવી અને પ્રસાદી આપવાની વ્યવસ્થા એની ચોખ્ખાઈ અમને બહુ ગમે છે અને એ શિવાલય તમામ સમાજના લોકો માટે એક આદર્શ સમાન છે લોકો ત્યાં આવે છે પોતાના ભગવાન પાસે પોતાની દુઆ માગે છે અને પોતાની આરાધના કરી અને ભક્તિ ભાવ વ્યક્ત કરે છે અને બહુ આનંદમય વાતાવરણ હોય છે અને સમગ્ર ભારતનું દર્શન આપણને ત્યાં થાય છે અને લોકોનાં કામ થાય છે લોકોને શ્રદ્ધા દૃઢ થાય છે અને સામાજિક સેવા કરવા પણ લોકો આગળ આવે છે